ગુજરાતી ભાષા એ પ્રાદેશિક ભાષા છે આપણને ગમે છે અને આપણો જન્મ એમાં થયો એટલે સાચી ફિલિંગ ગુજરાતી ભાષામાં જ આવે છે પણ જ્યારે દુનિયાની અંદર વધારે પડતી વપરાતી ભાષા અંગ્રેજી છે અંગ્રેજી જાણવું અંગ્રેજી સમજવું તે બહુ જરૂરી છે પણ અંગ્રેજી ભાષા બી એટલી બધી કઈ ચોખી નથી હું ઈંગ્લેન્ડ જઉં છું વારંવાર તો ઈંગ્લેન્ડ યુકે યુનાઈટેડ કિંગડમ તેમાં ઈંગ્લેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ વેલ્સ ચાર કંઈ દેશો થઈને નાનો સરખો દેશ જ એ થએલું છે પણ એ દરેકે ચારે ચાર રાજ દેશોની ભાષાના લેકા જુદા હોય છે ઘણી વખત એવું થાય કે તમે સ્કોટલેન્ડની ભાષા છે તે લંડનમાં બોલો એ કોઈ બોલે તો આપણને પહેલાં સમજાતી એ ઉપરથી જ જાય પછીથી સમજાય એવી રીતે અંગ્રેજી ભાષા ભલે કોમનવેલ્થ કન્ટ્રી જે અંગ્રેજો એ આખી દુનિયામાં રાજ કર્યું હતું જેમ ત્યાં આગળ એ વાપરતા તા પણ ત્યાં બી દરેક જગ્યાએ તેનો લહેજો તેના ઉચ્ચાર બહુ જુદા છે આપણે બી એટલે બધાને તકલીફ પડે છે પણ આપણે ગુજરાતી ભાષા જાણીએ છીએ એટલે આપણને વધારે તકલીફ પડે છે બીજી વસ્તુ કે એવું નથી કે એક અંગ્રેજી ભાષા જ ચાલે ચાઇનીઝ લોકો એ ચાઇનીઝમાં જ ઈ વાત કરે છે જાપાન લોકો જાપાનમાં જ વાત કરે છે અરે ઈંગ્લેન્ડની આજુબાજુના નજીકના પ્રદેશો જર્મની ફ્રાંસ ઇટાલી એ લોકો અંગ્રેજો સાથે જર્મનીમાં જ વાત કરશે એ લોકો પોતાની રાષ્ટ્રભાષાને માને છે બાકી એમને અંગ્રેજી આવડે છે નથી આવળતું એવું નથી પણ એ લોકો પોતાના દેશની ભાષાને જ મહત્ત્વ આપે છે તે જ વાત કરી તેવી રીતે ફ્રાંસના લોકો ફ્રેંચ જ બોલશે મારે બી એવા ઘણા બનાવ બન્યા છે પ પેરિસમાં કે મને કંઈ તકલીફ પડેલી ફ્રાંસવાળા હું ઇંગ્લિશ ભાષા આપણે તો આમાં એ એટલું જ જાણી આપણે સામાન્ય જેવું સમજીએ છે કે ફોરેનમાં જઈ તો ઇંગ્લિશ બોલી એટલે તરત આપણું કામ થઈ જાય આપણે જ્યારે કંઈ તકલીફ પડે તો આપણે ઇંગ્લિશમાં બોલીએ પણ એ લોકો સમજ્યા નથી એ વાત કે ચોક્કસ એ લોકો સમજાવે છે પણ જ્યારે આપણે ખરેખર મુશ્કેલીમાં હોઈ તો જ એ લોકો જવાબ આપે છે એટલે દરેક જે દેશને પોતાની રાષ્ટ્રભાષા માટે પોતાની પ્રાદેશિક ભાષા માટે માન હોવું જોવે ભલે આપણે તકલીફ પડે છે પણ આપણને ગુજરાતી ભાષા માટે ગર્વ છે જ